અમારા ઘરની નજીક ગાંધી મ્યૂઝિમ છે તેમાં પણ બહુ મોટું પુસ્તકાલય છે આ પુસ્તકાલયમાં તમે બધી જ જાતની બુકો મળી જાય છે અને તમે જે પણ બુકો વાંચશો જે પણ પુસ્તક લેશો એમાં તમને કંઈક ને કંઈક નવું જ્ઞાન મળશે અને ત્યાં બધા છાપાઓ પણ હોય છે જેમ કે સાંજ સમાચાર છે સંદેશ છે ગુજરાત સમાચાર છે આજકાલ છે આ બધા જે અમારા રાજકોટના રૂટિન જે કંઈ પણ જે છાપાઓ છે જે રોજ ત્યાં મળી જાય છે અને તેમાં તમને અવનવી જાણકારીઓ પણ મળી રહે છે જે પણ ઘટના બની હોય છે તેનું ત્યાં બધી જાતની છાપામાં બધી પણ જ વાતો ઘટનાઓ બની હોય છે એ લખેલી હોય છે અને તમને ત્યાં બેસીને બહુ શાંતિ મળે છે તમે કોઈ પણ પુસ્તક વાંચો તો એ પુસ્તકમાં પણ તમને રસ અને રુચિ જાગે એવા પુસ્તકો હોય છે જેમ કે સાહિતયકારના હોય છે સંગીતકારના હોય છે કોઈ પણ લેખકના હોય છે જેને કહેવાય કે જે પણ તમે પુસ્તક લેશો એ તમારા જ્ઞાનમાં વધારો કરશે તમને એક શાંતિ અને સુકૂન આપશે કોઈ પણ ટોપિક ઉપર તમારા જીવનનેમાં જે અનુભવતા હોય એ બધુંનું પણ તમને આભાસ થશે કે આવું આવું અમારી સાથે પણ ઘટના બનેલી છે આવું આવું અમારી સાથે પણ થયેલું છે એવા પુસ્તકો જે આપણને આપણી જિંદગી જીવવાની એક સાચી કળા જે હોય છે એ પણ આપી શકે છે અને તમને નવા નવા અભિપ્રાયો પણ મળી શકે છે તો હું સમજુ ત્યાં સુધી એક સારું પુસ્તક વાચવું અને એમાંથી આપણે સારું જ્ઞાન મેળવીને બીજાને પણ એ જ્ઞાનમાં પહોંચાડીએ એ બહુ સારી બાબત હોય છે અને મારા ખ્યાલ મુજબ પુસ્તકો વાંચવાની ટેવ એ આપણા મગજને સારું એવું ખોલે અને આપણા વિચારોને પણ ખુલ્લું રાખે છે ને આપણા મનને આપણા આત્માને પણ શુદ્ધિકરણ કરે છે પુસ્તકો વાંચવાથી આપણામાં ને આપણા પરિવાર ને આપણા આડોશ પડોશ આપણા આમ બાળકોને આપણી જે નવી પેઢી છે એને પણ આપણે કાંઈ સારું આપી શકીએ છે તો પુસ્તક વાંચવા સમાચારોના બધા જ અપડેટ રાખવા એ એક સારી બાબત છે જે બધામાં હોવી જોઈએ અને હું માનું છું ત્યાં સુધી બધા જે પણ અમુક છાપાઓ આવે છે અખબારો આવે છે એ બધા લોકો એટલા માટે જ વાંચે છે કે આપણે બધે જગ્યા એ શું શું થયું છે એની જાણકારી જોતી હોય તો આપણે ન્યુઝ છાપાઓ વાંચતા હોય તો આપણને એ બધી જાણકારીથી આપણે સારું એવું આપણને પણ સારું રહે છે અને આપણે બીજા સુધી પણ પહોંચાડી શકીએ છે તો મારું એવું મંતવ્ય છે કે આપણે પુસ્તકાલયમાં જાવું જોઈએ અને વાંચવું જોઈએ અને બીજાને પણ પ્રેરિત કરવા જોઈએ કે તમે લોકો પણ વાંચો અને સારું વાંચો તમારી વિચારસરણી તમારા મનને તમારા આત્માને પણ તમે શુદ્ધિકરણ કરી શકો અને બીજાને પણ પ્રેરિત કરી શકો એવા અભિગમ સાથે હું પુસ્તકો પ્રત્યે મારી રુચિ ધરાવું છું અને બીજાના પણ આવા જ પ્રયત્નો કરવાની પણ હું કોશિશ કરું છું કે તમે પણ પુસ્તકો વાંચો છાપાઓ વાંચો સમાજમાં દેશમાં દુનિયામાં શું આજુબાજુમાં અડોશ પડોશમાં આપણા મિ મિત્રો સગા સંબંધીઓ વચ્ચે જે કંઈ બની રહ્યું છે જે ચાલી રહ્યું છે એની પુરી પુરી જાણકારી આપણને હોવી જરૂરી છે કારણ કે ક્યારે શું આપણી સાથે અને આપણા પર રિએક્શન આવશે એ આપણને પણ ખબર નથી હોતી એટલે આપણને જે જાણકારી હોય તો આપણે જેને કહેવાય ને ચેતતા નર સદાય સુખી એટલે હંમેશાં સતર્ક રહેવું જોઈએ જાગૃત રહેવું જોઈએ જય હિંદ જય ભારત